ચિત્ર કરવાં માટે મારે સૌથી પડકારજનક પાસું કહીએ તો કોઈ સ્ત્રી કે પુરુષ કે એનાં ચિત્રને દોરવાં માટે એ મારે પડકારજનક બાબત કહી શકું છું કેમ કે પડકારજનક બાબત એટલે એટલાં માટે કે જે સ્ત્રીની શરમાળ લજ્જા જે સંસ્કારી ગુણીયલ સુશીલ જે છે એ ચિત્રને હું એની પર્સનાલિટીને એવી આસાનીથી હું નથી દોરી શકતી એવી જ રીતનાં જોઈએ કે પુરુષ જે એનો અક્કડ સ્વભાવ એક બહાદુર એક હિંમતવાન પુરુષ એ મારે કંડારવું મારી ભાષામાં બહું પડકારજનક બાબત કહી શકું છું પડકારજનક એટલે કે જે મારે સર્જન કરવું છે એટલું હું પરફેક્શન મારું નથી કરી શકું કે જે એની રિયલ લાઈફમાં હોય એટલાં માટે એ બાબતને હું પડકારજનક અનુભવું છું હા ઇવન હું કોઈ નેચરલી બાબત હોય તો નેચરલી બાબતમાં કોઈ ફૂલ હોય કોઈ છોડ હોય કોઈ સાળ હોય કે કોઈ નેચરલ બીજી વસ્તુ હોય તો એ વસ્તુને હું મારાં એવાં ડ્રોઇંગમાં કરું છું પણ જે મારે એ બાબતને જે જેવડી શાઇઝ હોય જે એનો આકાર હોય જે એનો કલર હોય એ પરફેક્ટ ન આવે એક અમુક વાર આવતાં હોય અમુક વાર ન આવતાં હોય એટલાં માટે એને પણ હું પડકારજનક બાબત ગણું છું કે એને જો એને દોરવાં માટે મારે ઘણી વસ્તુઓ મને અઘરી લાગતી હોય છે તે એ વસ્તુઓ અઘરી લાગવાં માટે હું શું કરું તો કે એ વસ્તુ મને અઘરી લાગતી હોય તો એને હું ત્રણ ચાર દિવસ વારંવાર ને વારંવાર હું એની એકલી પ્રેક્ટિસ કર્યાં કરું જો હું પ્રેક્ટિસ કરીશ તો હું સારી રીતનાં દોરી શકીશ પણ જો હું એની એટલી પ્રેક્ટિસ કરું છું તો પણ જે મારે ચિત્ર કંડારવું છે જે મારે પરફેક્ટ સર્જન કરવું છે એટલું તો થઈ જ નથી શકતું પણ જો મારી આ પ્રેક્ટિસ હું વારંવાર ને દિન પ્રતિદિન ચાલું રાખું તો એવી રીતનાં હું એ મારી સૃષ્ટિમાંથી એને સર્જન તરફ હું આગળ લઈ શકું છું કે એની પ્રેક્ટિસ માટે મારે ઘણા સમય ઘણો ટાઈમ કે મારે એ બાબતને પરફેક્સન તરફ સુધી લઈ જવી હોય તો કે હું એનાં કોઈ સ્ટેપને ફોલો કરું કે કોઈ કેન્વા હોય કે કોઈ પિનટેસ્ટ હોય તો એ સાઇટમાંથી હું એવાં ડ્રોઈંગ ગોતતી હોંવ કે એ ડ્રોઇંગમાંથી મને શું નવું શીખવાં મળશે એ ડ્રોઇંગનાં આધારે હું એને ફોલો કરું અથવા તો એ સ્ટેપ ફોલો કરીને હું ચિત્ર દોરવાની ટ્રાઇ કરતી હોય છે કે જે એ જે અઘરી બાબત તો એ હોય જે કે એ સ્ટેપ ફોલો કરી અને એ જે એની પેસિફિક જગ્યાં હોય એ જગ્યામાં નાની જગ્યાં હોય તો એને એ પ્રમાણે સંભાળવાનું હોય અને જેમ મોટી જગ્યાં હોય તો એને એ પ્રમાણે સજાણ જો કોઈ એમાં આડા અવડી કોઈ ખામી સર્જાય તો એ ચિત્રમાં જરાક ક્યાંક ને ક્યાંક ભૂલ જોવાં મળતી હોય છે એટલે એ મને મારાં માટે એક પડકારજનક બાબત કહેવાય અને હા નેચરલનુંય બાબત હોય એનું હું ઓબ્જર્વેશન બહું કરતી હોંવ કેમ કે એ બાબત મારે મારાં જ ચિત્ર શૈલીને આખી વર્ણવવી છે તો એ ચિત્ર શૈલીમાં મારે એ મારે ક્યાંક ને ક્યાંક એવાં નેચરલી બાબત હોય કે ઝાડ ફૂલ છોડ પાન કે એનાં કલર કેવા હોય છે એના શેડેડ કેવો હોય છે એનો આકાર કેવો હોય છે એ કોઈ જગ્યાએ સારું લાગે કેવી રીતનાં હું એને કંડારી શકું એ માટે થોડુંક વિચારવાની બાબત છે અને પ્રેક્ટિસ માટે જો હું કોઈ મારું કોઇ બી ચિત્ર દોરું તો એક વાર પરફેક્ટ થાય બીજી વાર પરફેક્ટ થાય જો પણ હું આ પરફેક્શનને હું મારી જિંદગીમાં કંઇક હું એમ કહી દઉં કે ના કે આ બરાબર જ છે તો હું મારા ચિત્રને આગળ વધારી ન શકું જો મારે ચિત્ર શૈલીને આગળ વધારવાં માટે જો હું એક પરફેક્શનને પરફેક્સન ન માન્યાં રાખું એટલાં માટે હું જો કંઇક ને કંઇક બાબત હોય એમાંથી મને કંઇક ને કંઇક શીખવાં મળતું હોય એટલું જો બધાં મારાં ચિત્રો પરફેક્ટ ન હોય પણ જે પરફેક્ટ હોય તો પણ મારે મારે આગળને આગળ ચિત્રો દોર્યાં રાખવા પડે તેમાંથી નાની નાની બાબતોનાં આધારે પણ હું મારી એ નાની નાની બાબતોને હું ભૂલ માનું છું અને માની ને હું એને ઇન્સ્પાય કરી ને એવી રીતનાં હું આગળ વધી શકું છું તો આગળ વધવાં માટે મારે કોઈ ને કોઈ ચિત્ર અથવા તો કોઈ નેચરલી બાબત હોય કે કોઈ સ્ત્રી કે કોઈ પુરુષનું એમ મેં લાઈવ વાસ્તવિક કે જે એની પર્સનાલિટી કંડારવી એ બહું અઘરી હોય છે પણ એને ફોલો કરવાં એને રિયલ લાઈફમાં આમ જોવાં અને એનું જે ઓબ્જર્વેશન કરું એનાં આધારે આખી જીવન શૈલીને હું વર્ણવી શકું છું એવી રીતનાં આપણે ચિત્રકામ યોગ્ય રીતનાં પાર પાડી શકીએ છે